ગુજરાત ગુજરાતના લોકો અને એનો સમય કઈ રીતે વિતાવે છે અરેરે ગુજરાતના લોકોની તો વાત જ નહીં કરવાની ગુજરાતના લોકોનો થોડો બી સમય તમને મળે એટલે બસ ફરવા નીકળી જાય ચોમાસા આવે એટલે લોકો સાપુતારા ફરવા જાય વરસાદમાં ગરમ ગરમ ભજીયા ખાતા હોય કોઈ ડુમસ જતું હોય ત્યાં ભજીયા ખાતા હોય એટલે ગુજરાતના લોકોની નવરાસની તો વાતજ નહીં કરવાની એ લોકો ઉનાળો આવે એટલે અમુક પહાડોમાં ફરવા જાય શિયાળો આવે એટલે પણ ફરવા ફરતા જ હોય એમને ફરવાનો બિલકુલ કંટાળો આવતો જ નથી હોતો બીજું કે ઘણા લોકો તો ટીવી જોતા હોય નવરાશના ટાઈમે ટીવી જોવાનો એટલો એટલો બધો શોખ હોય એમને કે પીક્ચર જોતાં હોય કે ભાઈ સવારથી નક્કી કરી લે કે આજે કાર કોય ઠું મૂ મૂવી બતાવાના છે કયા ચેનલ પર કયું પીક્ચર છે એ જોઈને એ લોકોનો સેટિંગ કરી લે છે ટાઈમનો અને પીક્ચર જોતાં હોય ઘણાને વાંચવાનો સખત સખત સખત જ મનપસંદ વિષય હોય છે કે એક વખત તમે ચોપડી લો એટલે એ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી એ લોકોને ખાવા પીવાનું કશું જ ખબર નથી પડતી સતત સતત ચોપડી વાંચતાં હોય ને જ્યાં સુધી પૂરી નહીં કરે ચોપડી ત્યાં સુધી એ લોકોને ચેન નહીં પડતું હોય એટલે ગુજરાતના લોકોની તે વાત જ ન્યારી છે એ લોકોને રાઇટિંગ નથી ગમતું લખવાનું કારણ કે રાઇટિંગ નહીં ગમે પણ તમારે વાંચવાનું ગમે અને ફરવાનું ફરવાનો તો એટલો બધો શોખ હોય બધાને કે ક્યારે શનિ રવિ આવે અને બે દિવસ માટે એ લોકો ગાડી લઈને નીકળી જાય ફરવા માટે ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય એ લોકોને કંઈ જ ખબર નથી પડતી બસ સતત પોતાના ફરવામાં જ મસ્ત હોય છે અને ખૂબ મઝા આવે એ લોકોને ફરવાની અને ચોમાસામાં તો એ લોકો ભટુરા બી ખાતા જ હોય મજા આવે ભટુરા ખાવાની એ લોકોને એટલે ગુજરાતના લોકોની તો વાત જ નહીં કરવાની એ લોકોને નવરાશ મળે એટલે મસ્ત ધિંગામસ્તી કરતા હોય ખૂબ ખૂબ મજા કરતા હોય એ લોકો જય જય ગરવી ગુજરાત